હલો આ સપના રેસ્ટોરન્ટ હા હું મનુભાઈ પટેલ બોલું છું તમને ખાવાનો ઓડર આપ્યો તો ને હમણાં લંચ માટે એ હમણાં તમારો માણસ આપી ગયો હવે આ કઈ કઈ કઈ જાતનું તમે આ મોકલ્યું છે ખાવાનું જે બધા ફોઇલ્સમાં તમે બધું પેક કરેલું છે એ બદલાની મોટાભાગની ફોઇલ્સ તો ખુલી ગયેલી છે અને બધું ઉપરથી બધા ખાવાનાં શાકભાજી ને બધું લીક્વીડ ને દાળને બધું મિક્સ થઈ ગયું છે અને બાજુમાં જે રોટલીનું જે પેકેટ તમે મૂકેલું છે એના પર આ બધું ઢોળાઈને બધું ખરાબ કરી નાખ્યું છે અને આખું એમ લાગે કે આમ આ જાણે ફ્રેશ ખાવાનું છે જ નહીં કોક ખાઈને ઊઠીને જતો હોય એવું એવુ લાગે છે અમને તો આ ખાસ કરીને જે ફરસાણ મંગાવેલું મેથીના ભજીયા ખાસ લખાવેલાં તમારા મેનેજરને એ તો છે જ નહીં એની જગ્યાએ બીજુ કંઈ છે જે ખબર જ નથી પડતી કે આ કયું ફરસાણ છે ને મીઠાઈ માટે અમે ખાસ શ્રીખંડ કહેલો હતો તમને એ શ્રીખંડ મુક્યો નથી અને બે ઢેફાં કાંઇ મોકલેલાં છે કે કંઇ મગસનાં કે એવા કંઈ મોકલ્યાં છે એ તો અમને કોઈ સંજોગોમાં ચાલે નહીં એકદમ કડક કડક છે પાપડ બી હવાઈ ગયેલા છે સાવ ભાઈ જુઓ મહેરબાની કરીને આ ટિફિન તમે પાછું લઈ જાવ એ ચાલે નહીં જે અમે જે સવારે લખાવેલું એ બધું ફરીથી ફ્રેશ કરીને મોકલો તો ઠીક છે અને આના પૈસા તમારે અમને પાછા આપવા પડશે કાં તો તમે જે મોકલો એમાં બેકઅપ કરી આપજો પ્લીઝ તમારું નામ ખરાબ થાય છે આમાં તો ને મને ફરિયાદ કરતા બી શરમ લાગે છે આગળ બે ત્રણ વખત અમે મંગાવેલું એ બધુ નોર્મલ હતું ઓલ રાઈટ હતું તમારા કિચનમાં કંઈ ફેરફાર થયો લાગે છે આ ના ચાલે પ્લીઝ રિક્વેસ્ટ છે તમને ઓકે